હા કોણ તમારે કેટલી કોનટેટી જોઈએ છે કેટલી કેટલી છે હવે કઈ તારીખ તમે કીધી હવે જો મારે જે મહિલાઓ છે ને એ બધા પ્રમાણે પિસ્તાળીસ સાલ તો મારે હમણાં પાંચ જ દિવસ છે એટલે બનાવવાની છે ને એટલે એવું હોય ને તો હું તમને છે ને ત્રીસ પીસ પહોંચાડી દઉં ચૌદ તારીખે પછી બીજા પંદર પીસ છે તે બીજા બે દિવસમાં પહોંચાડું એટલે તમારું તો એક્ઝિબિશન તો આખું અઠવાડિયું છે ચાલો હું છે ને હં ચાલીસનું હું કરું પ્રયત્ન અને બાકી તમારી કારણ કે હા એટલે વીસ વીસ બંને કરી નાખીશ વીસ તમારી ભરતકામ વાળી થઈ જશે અને વીસ તમારી ખાલી હાથ વણાટની કાશ્મીરી ડિઝાઈનની હા અને એ સિવાય પણ અમારી છે ને હોય છે સોલ જેમાં પ્લેનમાં બોર્ડરવાળી જે ઉંમરવાળા માટે આવતી હોય છે એ તમે છે ને હું તમને એના ખાલી પાંચ સેમ્પલ આપી રાખીશ એટલે તમારે મૂકવા હોય ને કદાચ તમે પછી ત્રણ દિવસમાં તમારા જે પ્રતિસાદ મળે ને તમને સ્ટોલનો એ પ્રમાણે મને આગળ કહેજો એટલે મને પણ ખબર રહે ઠીક ઓકે ઓકે સર તો ચૌદ તારીખે હું તમને કહું કે ક્યાં પહોંચાડું છું હા ઓકે